તમે ડૉક્ટર કાર્તિક બોલો છો અરે હું આકાશ વાત કરું છું આપણી મુલાકાત થઇ હતી ને થોડા દિવસ પહેલાં તમારી હૉસ્પિટલે એના રીગાર્ડિંગ જ કૉલ કરવા માટે એના રીગાર્ડિંગ જ વાત કરવા માટે તમને કૉલ કર્યો હતો મેં મેં જે રીતની વાત કરી હતી ને વજન ઘટાડવા માટેની એના માટે જ કોલ કર્યો હતો તમે એ ટાઇમે કીધું હતું કે પછી શાંતિથી ટાઇમ કાઢીને આપણે વાત કરીશું એના વિષે તમે કંઈ કીધું હતું હું તમને સમજાવીશ તમારે શું કરવું જોઈએ શું નહીં તો મારે એક ફરીથી તમારા હોસ્પિટલની મુલાકાત લેવી હતી તો તમે મને સમજાવી શકશો કે શું છે બધું શું નહીં

હા અત્યારે મારું વેઇટ છે સેવન્ટી ટુ કેજી હા મારે મિનિમમ ફાઈવ ટુ સેવન કેજી ઓછું કરવું છે

બરાબર છે હં બરાબર છે બરાબર છે અને કોઈ એવી છે કે દવા ગોળી હોય કે જેનાથી અસર પડે તરત ના એટલે મેં ઘણી બધી વૅબસાઇટો ઉપરને ઘણાં બધાં ઑનલાઇન જગ્યાએ જોયું છે કે અમુક ગોળીઓ હોય છે જેનાથી તમારી ભૂખ ઉપર અને એ બધી વસ્તુઓ ઉપર કંટ્રોલ રહે છે

ના સર ના સર જીમ તો નહિ એવું તો અત્યારે હું કંઈ કરતો નથી મેં વચ્ચે ડાયટ પ્લાન થોડું કર્યું હતું પણ એમાં મને બરાબર રીઝલ્ટ નહોતું મળ્યું તો મેં પાછું બંધ કરી દીધેલું હતું મેં લગભગ બે મહિના સુધી ડાયટ પ્લાન ચાલુ રાખ્યો હતો પણ એનાથી કંઈ મને સરસ રીઝલ્ટ ના મળ્યું મેં બંધ કરી દીધો પછી મેં તમને જણાવ્યું એમ મેં બહુ બધી ગોળીઓ અને વિશે જોયું છે ઑનલાઇન અને સર્ચ માર્યું છે તો એમાં અમુક છે એવી પીલ કે જેનાં લેવાથી થોડો વજનમાં મહિના બે મહિના પછી અસર પડે છે તે ઉપરાંત મેં થોડી હર્બલ આયુર્વેદિક કરીને પણ આવે છે એમાં પણ થોડું મેં સર્ચ માર્યું છે તો મેં એના રીગાર્ડિંગ એ બધી જાણકારી માટે જ તમને કોલ કર્યો હતો કે એ બધું લેવાથી કંઈ પ્રૉબ્લેમ થઇ શકે છે તો તો એમ નહીં મેં ઑન જોયું છે ઑનલાઈન જોયું પણ છે કે વિડીયો અને વિડીયો છે જે ખાસા લોકો યુઝ કરે છે તો એમને એમની વાતોથી કે એમની શું કહેવાય પ્રતિક્રિયાથી એવું લાગતું નથી કે કંઈ આડ અસર થઇ હશે એમને હા હા તો તમારી હોસ્પિટલે મુલાકાત લઇ લઉં ત્યાં બધું સારી રીતે તમે સમજાવી દેશો કે શું કરવું જોઈએ કઈ કસરત ડાયટ કે શું ખાવું જોઈએ ક્યારે હેં ને ના ના ના વ્યસન અત્યારે છે બ્લેક ટી પીવાનું ચાલું કર્યું એ ક્યારેક ક્યારેક હોય છે હા બરાબર છે બરાબર છે તો હવે તમે કહો એ રીતે હું તમારી હોસ્પિટલનું તમે મને અડ્રેસ મારા આ નંબર ઉપર મોકલી દો અને તમે ટાઈમ પણ મોકલી દો કે કયા ટાઈમ પર તમે ફ્રી હશો અને મને મળી શકશો સારી રીતે આપણે વાત કરી શકીએ તો મને ટાઈમ અને અડ્રેસ બંને મોકલી દો આપણે એ રીતે ચર્ચા કરી લઇશું હા ઓકે ઓકે થેન્ક યુ ડૉક્ટર કાર્તિક